બે લાખ નવ હજાર બસો ને બાણું પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચસો પંચાણું સિત્તેર હજાર પાંચસો ઓગણાએંસી નેવું હજાર સાત સો અગિયાર આઠ લાખ નવ હજાર બસો ને ત્રણ પંચ્યાશી હજાર ચારસો ને બાણું